તાવ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોને રોકવા માટે હું પહેલી વાત તો જમવાનું બનાવીએ ત્યારે આપણે હાથ ધોવા જરૂરી છે કંઇપણ કામ કરીએ ત્યારે આપણે હાથ ધોવા એકદમ જરૂરી છે અને વાત કરીએ જેમ કે આપણાં આસપાસ કુંડા હોય છે ઝાડનાં એ આપણે ચોખ્ખાં રાખવા જોઈએ એમાં પાણી ભરાવું ના જોઈએ અને જ્યાં ત્યાં આપણે ગંદકી ફેલાવવી ના જોઈએ કારણકે ગંદકી ઓછી ફેલાશે તો મચ્છર પણ ઓછા આવશે અને મચ્છરથી બચવા માટે આપણે લોશન એવું કાંઇ શરીર ઉપર આપણે લગાવવું જોઈએ જેથી એ કરડે નહીં અને આપણને એ રોગ થાય નહીં બને ત્યાં સુધી આપણે ઘરમાં ચોખ્ખું રાખવું જોઈએ ગંદુ રાખવાથી મચ્છર પણ ફેલાય છે